હા આપણાં ગુજરાતમાં ફરવા લાયક સ્થળો ખાસા બધાં છે રાષ્ટ્રીય ઉદ્યાનમાં લઈએ તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એ સોમનાથ બાજું આવેલું છે ત્યાં આપણે ખાસા બધા તેમાં વાઘ દીપડો પણ જોવા મળે છે જે આપણને ત્યાં સ્થળોએ ત્યાં રહેલાં તેમને સ્ટાર્ટ કરેલાં સૌંદર્ય સ્થળોમાં બી તે આપણને તેમનું માર્ગ દર્શન પ્રમાણે તમને સિંહ જોવા માટે લઈ જાય છે સિંહ ત્યાં આવતા જતાં આમ ફરતા જ હોય છે નૉર્મલી તેમને ત્યાં કેદ કરેલા નથી હોતા તે ઉદ્યાનમાં આમથી આમ આમથી આમ તેમ ફરતા હોય છે કે તેમને આપણને ત્યાં એમના ગાડી દ્વારા તે તમને તમને સિંહને જોવા માટે બી લઈ જાય છે તેવી બી તે લોકો સુવિધા પૂર્ણ પાડે છે તેમાં લઈ લઈએ કુદરતી સૌંદર્ય કુદરતી સૌંદર્ય જે અત્યારના અત્યારના જે તમારુંં અત્યારે જે મોસમ છે એ પ્રમાણે લઈએ તો સાપુતારા સાપુતારા એ મોસ્ટ તમારા અત્યારે ફરવા માટેની બેસ્ટ જગ્યા છે સાપુતારામાં અત્યારે સૌંદર્ય ખૂબ જ વિકલ્પ અને ખૂબ જ સૌંદર્ય છે સુંદરતા પ્રાણ માટે સાપુતારા ફરવા માટે ખૂબ સારી જગ્યા છે સાપુતારામાં ઝરણાઓ તેની વાદીઓ તે ખૂબ જ છે તે તેમના તેમને ટ્રેકિંગ માટે બી સારું એક પોઈન્ટ છે સાપુતારા ફરવા માટે ત્યાં ગ્રીનરીઓ બી મસ્ત લીલીછમ ગ્રીનરીઓ પણ તમને ત્યાં જોવા મળે છે સાપુતારા અત્યારે ફરવા માટે ખૂબ બેસ્ટ જગ્યા છે